હું એક ગુજરાતી છું અને મારી ગુજરાતી ભાષા ઉપર ગર્વ છે વાત કરે ગુજરાતી ભાષાના પડકારની તો ગુજરાતી ભાષા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર સમગ્ર વિશ્વમાં પ્રચલીત છે જેનું મને ગર્વ છે આજે જ્યાં જાવો ત્યાં ગુજરાતી ભાષા અને ગુજરાતીઓનો જલવો છે ગુજરાતી તો ક્યાં આવ્યે જાય તો પાછા પડવાનું નામ જ નથી લેતા ગુજરાતનું માન સન્માન એ આખા વિશ્વમાં મોટું છે એ એ હેતુથી એ હેતુથી ગુજરાતી તો ક્યાંય પણ ગુજરાતીઓનો તો ક્યાંય પણ મોટો પડકારનો સામનો કરવો પડતો નથી કારણ કે તે ગુજરાતી ભાષાને સાથે સાથે વગેરે હિન્દી ઇંગ્લિસ વગેરે ભાષાઓ પણ જાણે છે જેથી કરીને એમને એમને કોઈપણ પ્રકારની તકલીફ પડતી નથી